ભારતની આબોહવા સાધારણ ગરમ અને ભેજવાળી છે સમુદ્રથી દૂરના ઉત્તરના ભાગોની આબોહવા સૂકી અને વિષમ હોય છે ઉનાળાના અંતે સમુદ્ર પરથી જમીન તરફ અને શિયાળામાં જમીન પરથી સમુદ્ર તરફ મોસમી પવનો વાય છે આમ તો પૃથ્વી ઉપર કોઈ પણ બે સ્થાનની આબોહવા એકસરખી હોતી નથી ભારતમાં ઉત્તરની આબોહવા એકદમ ઠંડી હોય છે જ્યાં જમ્મુ કાશ્મીરમાં કરા બરફ પડે છે પૂર્વમાં દક્ષિણ પૂર્વમાં વરસાદ ખૂબ જ પડે છે તેથી સૂકી આબોહવા હોય છે સમુદ્રની નજીક ભેજવાળી અને રાજસ્થાનમાં રણમાં સૂકી હવાઓ વાય છે આ રીતે ભારત જેમ અનેકતામાં એકતાનું પ્રતિક છે તેમ આબોહવા પણ દરેક સ્થાને જુદી જુદી હોય છે